કાયદાકીય વ્યવસ્થા પક્ષપાતી એટલે અમુક જગ્યાએ અમુક વસ્તુઓમાં પક્ષપાત થતો હોય છે અમુક જગ્યાએ નોર્મલ ચાલતું હોય છે જેમ કે જેની જોડે પૈસા છે એ અમુક પોતાની જાત જેબમાં કાનૂન લઈને ફરતા હોય એ રીતે બિહેવ કરતા હોય છે અને અમુક ટાઈમે અમુક લોકોને ના નોર્મલ માણસોને બહુ બધું સ્ટ્રગલ કરવું પડતું હોય છે એ વસ્તુમાંથી બહાર નીકળવા માટે બધા નોમસ ક્લિયર કરવા પડે છે ઘણા લોકો પૈસાથી એ નોમસ સોલ્વ કરતા હોય છે એ વસ્તુ એ એ સુધારવાની જરૂર છે બધા અ કાયદાના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ એ પ એ પ્રમાણે અ ર રાખે એ જરૂરી છે એ એ સુધારા લાવવામાં આ જરૂર છે પછી બીજા જેમ કે અનામત આરક્ષણ આ બધુ બી કાયદાઓ જ ઘણા લોકો સામાજિક રીતે પછાત હો એક્ચ્યુઅલમાં એ લોકો બહુ પૈસા વાળા હોય છે પણ ખાલી પ પછાત બતાવવા માટે એડમિશન લેવા માટે પછાત બતાવીને એડમિશન લે છે એ બધું બી ખોટું છે એકચ્યુઅલમાં એ વસ્તુઓ અનામત જે જેને જરૂર છે એને જ આપે એની ખાસ ધ્યાન આપે એની જરૂરીયાત છે અ કારણ કે ઘણા લોકો અનામત ખાલી કાસ્ટ ઉપરથી નક્કી કરીને રિઝર્વ કરતા હોય છે એ એ વેલ્યુએબલ નથી કારણ કે ઘણાં લોકો બહુ અ વ્યવસ્થિત રીતે ફ ફાઇનાન્સીયલી ફીટ હોય છે ખાલી કાસ્ટનાં લીધે બધા નિય મ બધા બેનિફિટ લેતા હોય છે એ મારી દૃષ્ટિએ ઓકે નથી